અરે અમારા પ્રદેશમાં તો પ્રવાસના આકર્ષણોની તો વાત જ નહિ કરવાની વનવાસો છે સાપુતારા છે કે પદમ ડુંગરી છે કે કાસા મરિના બીચ છે અરે બધા જોવા જેવા જ છે બધા આકર્ષણો અમે ગએ અઠવાડિયે અમારા યોગાની બધી કીટી પાર્ટી માટે અમે કાસા મરિના બીચ ગયા સવારના છ વાગે બસમાં નીકળ્યા અને શું મજા કરી બસમાં અમે અને વરસાદ તો પુષ્કળ હતો છતાં બી અમે વચમાં ઉભરાટ ગયા ઉભરાટ ને દિવસે અમાસ હતી છતાં પણ અમે અમાસના દિવસે અમે ઉભરાટના દરિયે ગયા અને ત્યાં ખૂબ જ વરસાદ પડતો હતો અને અમે જે ગરમ ગરમ ભજિયાને ચા ખાધી શું મજા કરી ત્યાર પછી અમે કાસા મરિના બીચ ગયા અને ત્યાં આખો દિવસ અમે ત્યાં રોકાયા સવારના ગયા ત્યાં નાસ્તો કર્યો ચા પીધી ત્યાર પછી અમે બધી ગેમ્સ રમ્યા હાઉસી રમ્યા અમે ત્યાં અને જે સ્વિમિંગ પુલમાં જે મજા કરી છે અમે બધી લેડિઝોએ મજા કરી અને સ્વિમિંગ પુલમાં અમે બધા ગીતો ગાયા ત્યાં અમે સખત ડાન્સ કર્યો સ્વિમિંગ પુલમાં અને પછી અમે બધા એ ત્યાં થિયેટર પણ હતું ત્યાં અમે પિક્ચર જોયું બધા જૂના પિક્ચરના ગીતો સાંભળ્યા અને જે ફોટો સેશન જે અમે કર્યું છે ત્યાં એટલી મજા પડી ગઈ અમને અને ત્યાર પછી અમે ત્યાં જમ્યા જમવામાં પણ ખૂબ જ મજા આવી ખૂબ જ મજા આવી અને પછી સાંજના થોડો આરામ કરીને અમે બીચ પર ગયા અને બીચ પર બી ફોટો સેશન કર્યો પણ અમાસ હતી અને ભરતીને કારણે અમે એકદમ નજીક નહિ જઈ શકાયું છતાં પણ અમે કિનારા પર બેસીને જે ફોટો સેશન કર્યું અને પછી પાછા સાંજના અમે નીકળતી વખતે પાછા રિસોર્ટમાં ગયા અને ત્યાં પણ પાછા ભજીયા જ હતા અને ચા કોફી હતી અને પછી જે અમે રાતના નીકળ્યા ત્યાંથી અને એટલે બસમાં જે અમે ડિસ્કો કર્યા ગરબા ગાયા બસમાં જ અને બસમાં જે ધીંગા મસ્તી કરી અને જે મજા કરી તે યાદગાર રહી ગયું અમારા માટે અમે સિનિયર સીટીઝન હતા બધા જ છતાં અમે ખૂબ જ મજા ખૂબ જ મજા કરી